હા છે જ ને દેશની અંદર ઘણા બધા અલગ અલગ ધર્મમાં માનતા લોકો છે યહૂદીથી લઈને જે પારસીઓ આપણે કહીએ છે તે બધા જ ધરમનાં લોકો સારી રીતે અને પોતાની સ્વતંત્રતાથી જીવે છે જ્યારે દેશની અંદર બુદ્ધિસ્ટ લોકો ખરા તે ઉત્તરના ભાગમાં વધુ જોવા મળે તેમ યહૂદીઓ જે ખરા તે પશ્ચિમ અને પૂર્વ અને એકદમ પૂર્વના ભાગોમાં વધુ જોવા મળે છે જ્યુસ લોકો જેને આપણે કહીએ છે તે લોકોને શરણાર્થી તરીકે આપણે બહુ વર્ષો પહેલાં જ્યારે વિશ્વ યુદ્ધ બીજું ચાલતું હતું ત્યારે આપણે આપી હતી શરણાગતિ અને એનો એમણે ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે દેશને આગળ વધારવામાં પારસીઓએ પણ એ લોકોએ એટલો જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે જેટલો મોટા ધર્મો જેવા કે હિન્દુ અને મુસલમાને પણ ભજવ્યો છે હું તો એ સુધી કહીશ કે આવી જે માઈનોરિટી એટલે કે લઘુમતીઓ જે ખરી તેનાં લીધે જ આપણો દેશ આજે આટલો આગળ છે અને એ લોકોની સાથે રહીને જ આપણે આગળ વધી શકીએ જો એ લોકોને ધિક્કારવામાં આવે એ લોકોને કાઢવામાં આવે તો આપણામાં અને બીજા આવા જે ખરાબ લોકો ખરા તેમાં કોઈ જ રીતનો પક્ષપાત નહીં થાય પછી બંને સરખા જ લાગે એટલા માટે હું કહું કે આ બધાને આપણે ભારત દેશના જ નાગરિકો ગણવા અને સારી રીતે એ લોકોની સાથે વર્તણૂંક રાખવી